સમાચારની દુનિયા એક વિશ્વમાં સમયાંતરે વિસ્તરેલી જોવા મળે છે સમાચારના સ્ત્રોત પત્રકારની નજર સાથે વધતાં અને વિસ્તરતા હોય છે આજે વિશ્વમાં એવી એક પણ જગ્યા નથી કે જ્યાંથી તમે સમાચાર પ્રાપ્ત ન કરી શકો કુદરતે આપેલી નૈસર્ગિક સંપત્તિથી લઈને આપણી આજુબાજુમાં ઘટતી સામાન્ય અસામાન્ય અને અચરજ પમાડતી ઘટનાઓ સમાચારના સ્ત્રોત રૂપે જે તે સમાચાર એજન્સી વર્તમાન પ્ર પત્ર કે સમાચાર ન્યૂઝ ચેનલને મળતી હોય છે આધુનિક સમયમાં ડિજિટલ જર્નાલિઝમનો એક નવો યુગ શરૂ થયો છે ડિજિટલ જર્નાલિઝમ પણ સમાચારના સંપૂર્ણ સ્ત્રોત પર નિર્ભર છે જે રીતે એક વર્તમાનપત્ર સ્ત્રોત પર નિર્ભર હોય છે તે જ રીતે ન્યુઝ ચેનલ પણ તેના સમાચારના સ્ત્રોત પર નિર્ભર હોય છે સામાન્ય રીતે આપણે કોઈ જગ્યા પર જતા હોઈએ આપણી આસપાસની ઘટતી ઘટના આપણને સમાચારના એક સ્ત્રોત તરીકે સતત સાથે ચાલતી હોય છે જરૂર માત્ર જે તે ઘટના કે આપણી આસપાસ બની રહેલી કે થઈ રહેલી ગતિ વિધિ સમાચાર છે કે નહીં તેને ઓળખવાની એક પ્રથા દરેક પત્રકારમાં અલગ અલગ હોય છે સામાન્ય રીતે વર્તમાન સમયમાં સમાચારના સ્ત્રોત તરીકે વિવિધ સરકારી એજન્સીઓ સામાજિક ક્ષેત્રે કામ કરતી સામાજિક સંસ્થાઓ અને એવી કેટલીક જગ્યાઓ છે કે જે આજે પણ સમાચારના મુખ્ય સ્ત્રોત તરીકે ઓળખાય છે સામાન્ય રીતે આપણે ધર્મ સ્થાનોને આપણી આસ્થાનું પ્રતિક માનતા હોઈએ છે આજ ધર્મ સ્થાનો સમાચારના એક સ્ત્રોત તરીકે જોવામાં આવે છે તેવી જ રીતે આપણે ક્યારેય વિમાનમાં મુસાફરી ન કરી હોય પરંતુ એરપોર્ટ કે વિમાન કોઈ પણ પત્રકારના ક્ષેત્રના જોડાયેલાં વ્યક્તિ માંટે સમાચારનો સ્ત્રોત બનતો હોય છે સામાન્ય રીતે સમાચાર સ્ત્રોત દ્વારા જ મળતા હોય છે અને તેના થકી જ આગળ વધતાં હોય છે સમાચારોની દુનિયામાં સમાચારનો સ્ત્રોત આજે પણ એટલો જ મહત્વનો માનવામાં આવે છે જે રીતે ધર્મ સ્થાનના સ્ત્રોત છે તેવી જ રીતે શૈક્ષણિક સંસ્થાઓ આપણી આડોસપડોસમાં બનતી ઘટનાઓ પ્રવાસના જાહેર અને ખાનગી માધ્યમોની સાથે સમગ્ર સરકાર લોકો સાથે જોડાયેલા લોક પ્રતિનિધિ ચૂંટાયેલા સભ્યો અને તેના દ્વારા બનાવવામાં આવતી સંસ્થા સમાચારના સ્ત્રોત તરીકે આજે પણ જોવા મળે છે જે રીતે પાર્લામેન્ટમાં કે રાજ્ય વિધાનસભામાં નવા કાયદા અથવા તો રાજ્ય કે દેશને લઈને કોઈ નીતિ નિર્ધારણની ચર્ચાઓ થતી હોય છે જે મોટે ભાગે સ્ત્રોત દ્વારા સમાચાર માધ્યમો સમાચાર પત્રો કે સમાચાર સાથે જોડાયેલી ન્યૂઝ ચેનલોને મળતી હોય છે એટલે દેશી ભાષામાં કહીએ તો જે જગ્યા પર કોઈ પણ પ્રકારની ગતિવિધિ થાય છે તેને સમાચારના સ્ત્રોત તરીકે આજે પણ જોવામાં આવે છે ન માત્ર સ્થળ પરંતુ જળ એટલે કે એવી વસ્તુ જે સ્થિર છે તેમા કોઈ પણ પ્રકારનો બદલાવ થતો નથી આવી જગ્યા પર સમાચારના સ્ત્રોત તરીકે આજે પણ જોવા મળે છે ઉદાહરણ તરીકે જોઈએ તો જુનાગઢમાં આવેલા દાતાર પર્વત પર એક પથ્થર છે જેને જોર તરીકે ઓળખવામાં આવે છે પરંતુ એ પથ્થરને વગાડતા જ તે નગારા જેવો અવાજ ઉત્પન્ન કરે છે તે પણ સમાચારનો એક માધ્યમ અથવા તો સ્ત્રોત છે ભલે તે ત્યાં સ્થિર હોય પરંતુ દાતાર પર્વત પર નગારાની માફક રણકાર આપતો આ પથ્થર સમાચાર માધ્યમોના સ્ત્રોત થકી સમગ્ર વિશ્વમાં સામે આવતો હોય છે તે જ રીતે હોસ્પિટલ પોલીસ વિભાગ સીધી રીતે લોકોની અવર જવર જોડાયેલી હોય તેવા તમામ વિભાગ અને સ્થળો કે જ્યાંથી કોઈ પણ વ્યક્તિ ધ્વારા કોઈ એક ઘટનાને સામાન્ય રીતે જોવામાં આવતી હોય છે તે સમાચાર એજન્સી કે વર્તમાનપત્રની સાથે ન્યુઝ ચેનલ સુધી પહોંચતા તે

બની જતા હોય છે મોટે ભાગે સમાચારોની દુનિયા અને ખાસ કરીને વર્તમાનપત્રો અને ન્યુઝ ચેનલો આજે પણ સ્ત્રોત અને સોર્સ આધારિત જોવા મળે છે એવું કહેવાય છે કે સ્ત્રોત અને સોર્સ વગર પત્રકારત્વ કરવું ખૂબ મૂશ્કેલ છે અને આ વાત સાચી પણ એટલા માટે છે કે સ્ત્રોત અને સોર્સ વગર સમાચાર શક્ય નથી આજથી બે દશકા પૂર્વે જૂનાગઢની જ એક ઘટના યાદ કરીએ તો સૌ કોઈનું હૃદય કંપી ઊઠે જૂનાગઢમાં વીસ કરતાં વધુ બાળકોને કે જે થેલેસેમિયા ગ્રસ્ત હતાં તેના લોહીમાં એચઆઈવી નો વાઇરસ જોવા મળ્યો જૂનાગઢમાં જે તે સમયે સ્ત્રોત કે સોર્સ દ્વારા એવી માહિતી બજારમાં વહેતી થઈ ગઈ કે થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને એચઆઈવી નો વાઈરસ લાગું પડી શકે છે પરંતુ સ્ત્રોત અને સોર્સ દ્વારા બજારમાં આવેલી આ માહિતી ખરા અર્થમાં સંશોધન બાદ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને એચઆઈવી વાઈરસ ગ્રસ્થ લોહી ચડાવાને કારણે આ બાળકો એચઆઈવી નો ભોગ બન્યા હતાં આજ પ્રકારે સ્ત્રોતમાંથી ક્યારેક એક દમ સાચી જ અને ક્યારેક એક દમ ખોટી પરંતુ સમાચારને યોગ્ય દિશામાં લઈ જતી માહિતી સ્ત્રોત અથવા તો સોર્સ દ્વારા મળતી હોય છે જેને આધુનિક સમયમાં આજે પણ એટલી જ મહત્વની માનવામાં આવે છે આર્ટિફિશિલ ઇન્ટેલિજન્સના સમયમાં અત્યારે ડિજિટલ સમાચાર માધ્યમનો એક દબદબો શરૂ થયો છે એવું કહી શકાય કે વર્તમાનપત્રો અને ન્યુઝ ચેનલની સાથે ડિજિટલ પત્રકારત્વ હવે પોતાની એક જગ્યા ઊભું કરી ચૂક્યું છે તેની પાછળ પણ ન્યુઝ અથવા તો સમાચારને લગતા સોર્સ સૌથી મહત્વનો ભાગ ભજવે છે સાદી ભાષામાં કહીએ તો ન્યુઝ માટે સોર્સ અને સ્ત્રોત મહત્વના છે સ્ત્રોત અને ન્યૂઝ સોર્સ વગર કોઈ પણ ન્યુઝ કે સમાચારપત્રો કે ન્યુઝ ચેનલને ચલાવવી અશક્ય અને નામુનકીન છે સમગ્ર વિશ્વનો પત્રકારત્વ આજે પણ સ્ત્રોત સ્ત્રોત અને સોર્સ પર આધારિત છે જેની શરૂઆત પણ આ બે મુદ્દા પર પણ થઈ હતી સ્ત્રોત અને સોર્સ વગર પત્રકારત્વ થઈ શકે નહીં અથવા તો સોર્સ અને સ્ત્રોત વગર પત્રકારત્વની જે વ્યાખ્યા છે તેને વાસ્તવિક રૂપ આપી શકાય તેમ નથી દરેક વ્યક્તિની નજર પ્રત્યેક સમાચાર પર સીધી રીતે પડતી હોય તેવું પણ નથી ખૂબ મોટી ઘટનાઓ હોય છે કે જે સમાચાર એજન્સીઓને વર્તમાનપત્રો કે ન્યુઝ ચેનલોને તેમના સ્ત્રોત અથવા તો સોર્સ દ્વારા મળતી હોય છે ભારતમાં એએનઆઈ પીટીઆઈ સહિત અનેક ખાનગી એજન્સીઓ છે કે જે પોતાના સ્રોત અથવા તો સોર્સ દ્વારા ભારતમાં રાષ્ટ્રીય માધ્યમોને સમાચાર રૂપે અનેક વિગતો અને ન્યુઝને લગતી સ્ટોરી આપતી હોય છે આ ન્યૂઝ તમામ જે સમાચાર પત્રોમાં છપાય છે અથવા તો ટીવીના પડદા પર આપણે જોઈ શકીએ છીએ તે તમામ સોર્સ અને સ્ત્રોત પર પણ આભારી હોય છે એટલે ટૂંકમાં કહીએ સમાચારનો જીવ એ સ્ત્રોત છે અને સ્ત્રોત વગર કોઇ પણ સમાચારનો જન્મ થઈ શકે નહીં અને તે જીવી શકે નહીં